હલો હલો જી સાહેબ હા સાહેબ મોસ્ટ વેલકમ અચ્છા અમારા ફેમસ ફૂડ જમવા છે અચ્છા અચ્છા એક ઓકે સાહેબ ઓકે સાહેબ તો અમારી આગળ પ્રખ્યાત ફૂડમાં રીંગણાનો ઓળો છે રાત્રે રીંગણાંનો ઓળો છે પછી આખા ભરેલા રીંગણાનું શાક બનાવીએ અમે પછી અમારે અહીંયા વધુ પ્રખ્યાત હોય એ પંચ કુટીર દાળ છે એની સાથે જે આપણે તંદૂરી રોટી બનાવીએ છીએ તંદૂરી રોટી છે પછી અમારી પાસે અલગ અલગ પ્રકારનાં બીજા અલગ અલગ કઠોળનાં શાક છે પછી શાકભાજીનાં શાક છે લીલાં શાકભાજીનાં શાક છે

અચ્છા ના કંઈક અલગ પ્રકારથી અમે બનાવીએ છીએ અમારે અહીંના જ પ્રખ્યાત અમારા મસાલા ગણાય અમારા મસાલેદાર જમવાનું પ્રખ્યાત ગણાય છે તમે અમારા પ્રખ્યાત મસાલા જે કહેવાય ને તે મસાલા નાખીને અમે દાળ બનાવીએ છીએ જેનો સ્વાદ કાંઈક અલગ જ આવે છે જે લોકોને આમ મજા આવે છે મન પેટ ભરાઈ જાય પણ તેમનું મન ના ભરાય તેનાથી એવો સ્વાદ આવે છે હા તો મોસ્ટ વેલકમ સાહેબ આવી જાઓ હા સાહેબ હા સાહેબ તમે સાંભળ્યું એ સો એ સો ટકા સાચું છે હા સાહેબ અમારે તમને અહીંયા અમારા રસોઈ ઘરમાં તમે જઈને પોતે ચકાસણી કરી શકો છો કે અમે કેટલી સાફ સફાઇ રાખીએ છીએ જમવા બાબતે અમે કેટલા ચોક્સાઈ રાખીએ છીએ ઓકે સાહેબ ચાલો અમને મેસેજ કરી આપું તમને થેન્કયુ